સમાચાર માધ્યમની અંદર શિક્ષણ અને આરોગ્ય એ મારું એવું માનવું છે કે શિક્ષણની અંદર આપણે બાળકોને જે રીતે ભણાવીએ છીએ તે રીતે એનું આરોગ્યની પણ સંભાળ લેવી જોઈએ શિક્ષણની અંદર બાળકોને નાનાથી માંડીને બારમા ધોરણ સુધીના દરેકને બાળકોને એના પોતાના નખ કાપવા જોઈએ એની વાળ ઓળવાની સ્ટાઈલ એને સરસ રીતે એનું પોતાનું આખું સ્ટ્રક્ચર કેવી રીતે બુટથી માંડીને એમના વાળ સુધીની બધી પ્રક્રિયાઓ સરસ રીતે હોવી જોઈએ એમનું દફતર એમના મોજા એક બધી જ રીતેની સંભાળ લેવી જોઈએ શિક્ષણની અંદર બાળકોને ખાવાની બાબતમાં પણ એ લોકોને એટલું ધ્યાન આપવું જોઈએ એટલે મારું એવું માનવું છે કે શિક્ષણ એ આરોગ્યની સંભાળ રાખવા માટેના સારા એવા મુદ્દા છે